લગ્ન એ શિવ અને શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે જ્યારે બંને વ્યક્તિઓનાં લગ્ન થાય છે ત્યારે શિવ અને શક્તિનું સમાગમ થાય છે એવું કહી શકાય આ લગ્ન જેવા મહાન પ્રસંગની અંદર જો પાણી ન મળે તો શું થાય પરંતુ પાણીની વ્યવસ્થા કરવી એ ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય બાબત છે પાણી માટે આપણે સૌ એ સૌ પ્રથમ તો જે સ્થળ પર લગ્ન હોય ત્યાં મુલાકાત લઈ અને પાણીની વ્યવસ્થા તપાસવી જોઈએ પાણી પીવાલાયક છે કે ઉપયોગમા જ લેવા લાયક છે તેની તપાસ કરવી જોઈએ જો પાણી પીવાલાયક ન હોય તો યોગ્ય આરઓનું પાણી મંગાવી અને સારું પાણી પીવડાવવું જોઈએ આ સિવાય જો આરઓનું પાણી ન આવી શકે એમ હોય તો પાણી સ્વચ્છ ગરણામાં ગાળી અને તેમને ગરમ કરી અને પછી પાણીનું પાન કરવું જોઈએ